બોલો બેન

થેન્ક્યુ બેન તમારો ખૂબ ખૂબ આભાર તમે આજે અમારાં ભોજનાલય વિશે આટલી ઉત્તમ પરિભાષા જણાવી એ બદલ તમારો ફરી એકવાર હૃદયથી આભાર માનું છું અને તમારી સાથે સાથે તમારા મિત્રો પણ જે તમારી સાથે જમવા આવ્યા હતા અને તેમને પણ અમારા ભોજનની થાળી ખૂબ પસંદ આવી એ બદલ હું એમનો પણ આભાર વ્યક્ત કરવા માગું છું બેન આ જ રીતે તમે તમારા સગાવ્હાલા અને બીજા મિત્રોમાં અમારા ભોજનાલય વિશેની જાણકારી આપતા રહેશો અને અમારા જેટલા બી અલગ અલગ પ્રકારનાં ખાણીપીણી છે તે બધાની પણ પરિચય આપતા રહેશો જેથી કરીને ભવિષ્યમા અમારી હોટલમાં અને મારા કાઠીયાવાડી ભોજનાલયમાં બીજી નવા નવા વાનગીઓ અમે બનાવી શકીએ અને તમારા જેવા ઉચ્ચ ગ્રાહકોને સારું સારું ભોજન આપી શકીએ બોલો બેન બીજી કોઈ અમારા લાયક સેવા હોય તો જણાવશો

ખૂબ ખૂબ ખૂબ આભાર બેન તમારો ખૂબ આભાર એક એક મિનિટ બેન સાંભળો આ આવતા અઠવાડિયે મારા ભોજનાલયમાં એક હું પ્રસંગ લાવી રહ્યો છું અને આ પ્રસંગની અંદર જો તમારા મિત્રોમાં કોઈનો જન્મદિવસ ઉજવવાનો હોય તો તમે અવશ્ય પધારજો અને એ જન્મદિવસના નિમિત્તે અમે એ મિત્રોને જે કંઈપણ ભોજન આપવાનું થશે તે અમે મફત આપવાના છીએ